હા મને લાગે છે કે શિક્ષિત વ્યક્તિ સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે છે કારણ કે શિક્ષિત વ્યક્તિઓમાં સારી એવી સમજણ શક્તિ રહેલી હોય છે શિક્ષિત વ્યક્તિઓમાં અન્ય લોકો કરતાં અન્ય લોકો કરતાં સારું એવું જ્ઞાન પણ રહેલું હોય છે સિક્સણ વ્યક્તિને સિદ્ધાંતો નિયમો અને મૂલ્યોની સારી સમજ પૂરી પાડે છે અને તેમને તેમના જીવનમાં લાગુ કરવા માટે પ્રેરણા પણ આપે છે શિક્ષણ વ્યક્તિને નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે શિક્ષિત વ્યક્તિઓ સામાન્ય રીતે વધુ સંવેદનશીલ હોય છે શિક્ષિત વ્યક્તિઓ અને વ્યક્તિઓ કરતાં સમાજના સિદ્ધાંતો અને મૂલ્યોની ખૂબ જ સારી રીતે સમજી શકે છે શિક્ષિત વ્યક્તિઓ પોતાના વિચારોને નિયંત્રિત કરવામાં સક્ષમ હોય છે તેઓ ક્રિયાઓને પણ ખૂબ જ સરળતાથી નિયંત્રિત કરી શકે છે જોકે શિક્ષણ એકલું જ નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરવા માટે પૂરતું નથી વ્યક્તિની પ્રેરણા સંસ્કાર અને તેમના અનુભવો પણ તેમના નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે આ ઉપરાંત વ્યક્તિની ઈચ્છા શક્તિ પણ નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરવા માટે ખૂબ જ જરૂરી છે